હા મને લાગે છે કે એક સવાર અને ઘોડા વચ્ચેનો સંબંધ સમય જતાં બદલાતો હોય છે કારણ કે જ્યારે ઘોડો નવો આવે ત્યારે તે એના માલિક કે તેના સવારથી બિલકુલ પરિચિત હોતો નથી પણ દિવસ જતાં જેમ એ એકબીજાને ઓળખતા જા જાય છે એ એક વધુમાં વધુ સારા સ્તર પર પહોંચી જાય છે અને ઘોડા અને એના માલિક વચ્ચે ખૂબ સારો પ્રેમ વધતો જાય છે